પંદર વીસ ત્રીસ પચાસ એંશી હજાર બે હજાર પાંચ હજાર ત્રણ હજાર ત્રણ હજાર ત્રણસો તેંત્રીસ નવ હજાર નવસો નવ્વાણું એક લાખ